મારા શહેરની મને બે વસ્તુ ખૂબ જ મનપસંદ છે એમાંથી સૌથી પ્રથમ તો રિવરફ્રન્ટ છે સાબરમતી રિવરફ્રન્ટ અને બીજા નંબરની છે માણેકચોક જે રાત્રિ બજાર છે રિવરફ્રન્ટ મને એટલાં માટે પસંદ છે કે જ્યારે હું કોલેજમાં નવો નવો મારો અભ્યાસ ચાલુ કર્યો હતો ત્યારે રિવરફ્રન્ટ નવો નવો જ બન્યો હતો ત્યારે અમે બધા જ મિત્રો સાથે રિવરફ્રન્ટ પર ખૂબ જ જતા હતા અને શાહીબાગ રીવર ફ્રન્ટના જે ગાર્ડન છે એમાં બેસતા હતા અને ત્યાં મસ્તી કરતા હતા તેથી રિવરફ્રન્ટ સાથે મારી ખૂબ જ યાદગાર પળો જોડાયેલી છે તેથી મારા શહેરનું જે આ રિવરફ્રન્ટ છે તે મને ખૂબ જ મનપસંદ છે તેથી બીજું જે માણેકચોક છે તો માણેકચોકમાં હું દર શનિવારે રાત્રે મારા પરિવાર સાથે ત્યાં જમવા જાઉં છું અને ફરવા જાઉં છું તો માણેકચોકની જે મસાલા ઢોસા છે ઉત્તપમ છે ચીઝ પનીર છે આઈસ્ક્રીમ છે એ બધી જ વસ્તુઓ મને ખૂબ જ પસંદ છે તેમ જ મારા પરિવારને પણ ત્યાં ખૂબ જ પસંદ આવે છે જેથી મને માણેકચોક ખૂબ જ પસંદ છે તેમજ હું દર રવિવારે રાત્રે પણ માણેકચોકમાં સ્પેશિયલ ચા પીવા માટે જઉં છું અને ત્યાં ચા પીતાં પીતાં અમે બસ ખાલી બેઠા બેઠા ગપ્પા મારીએ છીએ તો એ ગપ્પા પણ એટલાં યાદગાર હોય છે કે એ ગપ્પાને પણ યાદ કરીને અમુક વાર તો હસવું આવે છે તેથી માણેકચોક પણ બહુ ખૂબ જ પસંદ છે